ગામડામાં એમ તો અ ઘણી બધી રમતો રમાય છે પણ મેં જે જોઈ છે એમાંથી છે ગિલીદંડા ખો ખો કબડ્ડી લખોટી અને સાતોલિયું ગિલીદંડામાં એક એક મોટો દંડો હોય છે અને એક ગિલ્લી હોય છે ગિલ્લીને હવામાં ઉડાડી ને દંડા વડે મારવામાં આવે છે ખો ખો બે પ્રકારની હોય છે એક ઊભી ખો ખો હોય છે અને એક બેઠી હોય છે કબડ્ડીમાં બે ટીમ હોય છે બેયમાં પાંચ પાંચ ખિલાડી હોય છે સતોલિયામાં સતોલિયામાં સાત પથ્થર ગોઠવવામાં આવે છે અને એમને બોલથી પાડવાના હોય છે